હલ્લો જીતુભાઈ બોલે શાકભાજીવાળા હા મારે પ્રસંગ માટે શાકભાજી જોતું હતું પચાસ કિલો બટાકા વીસ કિલો ટમા ટમેટાં દસ કિલો ડુંગરી પછી પાંચ કિલો મરચાં અને રીંગણાં દસ કિલો અને કાકડી કેને પાંચ કિલો હમ હા તો પાંચ કિલ્લો ગાજર જોએ એટલે આજે ટમેટા છે એ સારા આવશેને બહુ જુના ના આપતા હોં ભઈ બરોબર અને સલાડ માટે કાકડી ને ગાજરને બધું ફ્રેશ થોડુંક આપજો વ્યવસ્થિત બરોબર સમજી ગયો અને કાકડીનો શું ભાવ છે અત્યારે હમ અચ્છા ઓકે અને ગાજરનો બરોબર હા અને એમાં આઇટમ એડ કરવાની છે વધુ એમાં છેને આમાં પાંચ કિલો ફ્લાવર લખી નાખજો હા ને અત્યારે બટેકાનો શું ભાવ છે ત્રીસ રૂપિયા એટલે અમારે દસ કિલો જોઈએ છે જો તમે ભાવ થોડોક ઓછો કરતાં હોય તો અમે પંદરેક કિલો લેવાનો વિચાર છે બરોબર હા એટલે શાકભાજીમાં થોડુંક વ્યાજ વ્યાજબી ભાવ લેજો થોડોક હા એટલે કેમકે આટલું શાકભાજી લઈએ છે તો અમારામાં પ્રસંગ છે એટલે થોડુંક બધાં વ્યાજબી ભાવ જે ચડાવજો પેલાં અને એક એક દિવસમાં ઓર્ડર મળી જશે ને કેમ કે અત્યારે અમે લખાવીએ કે આટલું આટલું શાકભાજી છે જોઈએ છે અમને બરોબર હા અને જે પણ બિલ થાય એ તમને કેને એક બે દિવસમાં પછી આપી દઈશું તો ચાલશે ને શાકભાજીનું બિલ બરોબર ને મેં કીધું હા તો કાઇ વાંધો નહીં આ વીસ કિલો બટાકા અને દસ કિલો દસ કિલો ટમેટાં દસ કિલો ડુંગરી પાંચ કિલો ફ્લાવર

બરોબર કાઇ વાંધો નહીં હા